હલો હલો હા હા તમે માર્કેટિંગ યાર્ડમાંથી બોલો છો હા અચ્છા અચ્છા તો તમારે તમે ખેતરમાં આ વખતે ઊંચી જાતનું સીંગ બિયારણ વાવ્યું છે એવાં સમાચાર મળ્યા હતા એટલે એમ થાય છે કે તમારી પાસેથી હું ઓઇલ સીંગતેલનું મારી ફેક્ટરી છે તો સીંગટેલ માટે મારે તમારી સીંગ જોઈતી હતી તો

હા હા તો ભાવ શું છે આપણે સીંગના હા હા હા અને આપણે ઉતાર કેટલો છે એટલે આપણે તો દસ ગાડી છે દસ ગાડીનો છે આઇડિયા હં

હા હા સારું સારું

અચ્છા અચ્છ હા હા અને બરાબર બરાબર

હા હા ચોક્કસ ચોક્કસ હો હા હા ભલે ભલે હા ઓકે ઓકે હા ભલે